જે મને યાદ છે તેવી પાંચ સંખ્યા બસો બ્યાંશી એક હજાર બાવીસ બે હજાર પાંત્રીસ ચાર હજાર એકસો દસ અને દસ હજાર પાંચસો બાણું છે